મેં નિર્મલ રમેશભાઈ પટેલ હું મારા ગામમાં પણ દરેક કાર્યક્રમોમાં આગળ રહીને બધું સંચાલન કરું છું અને હું મારી કોલેજમાં પણ આગળ રહીને બધું સંચાલન કરું છે તેથી કોઈ પણ કાર્યક્રમ હોય જેમાં કપડાં બાબતે કંઈ પણ કાર્ય હોય તો હું નિર્મલ રમેશભાઈ પટેલ એ કા કપડાં માટેની વ્યવસ્થા કરી આપું છું દરેકને તેથી હું અવારનવાર બજારમાં કે ઓનલાઇન કોઈ સારી એવી ઓફરની તકેદારીમાં જ રહેતો હોવ છું તો મેં જોયું કે એમેઝોન પર ખૂબ જ વ્યાજબી ભાવમાં એક કાપડ કે કપડું મળતું હતું તો મેં એ કાપડ જોયું તેમાં નીચે સ્ક્રોલ ડાઉન કરતાં મને ખબર પડી કે તેમાં હજુ ડિસ્કાઉન્ટ મળી શકે છે કે આપણે ક્રેડિટ કાર્ડ વાપરીએ તો આપણને વધુ ડિસ્કાઉન્ટ મળે અને એમાં ફ્રી શિપિંગનો પણ ઓપ્શન હતો અને કેશ ઓન ડિલિવરી તેથી મેં એ કાપડ માટે પસંદગી કરી મને મને કાપડ માટે થોડો ડાઉટ હતો પરંતુ જ્યારે એ કાપડ મારા ઘરે આવ્યું ત્યારે મને ખૂબ જ સંતોષ થયો કે આટલા વ્યાજબી ભાવમાં આટલું સરસ કાપડ અને તેના કરતાં પણ રંગ ન છોડે તેવું કાપડ મળ્યું તેથી મને ખૂબ જ આનંદની અનુભૂતિ થઈ અને મેં એ વાત મારા અન્ય મિત્રો જેવા કે મિત વિકાસ અંશ પ્રણય ઉજ્જવલ અને મહર્ષિને પણ જણાવ્યું તેમને પણ પ્રોત્સાહિત કર્યું કે ભાઈ તમે આ સાઇટ પરથી આ લો આ કાપડ મંગાવો તો ખૂબ જ સસ્તું સરળ અને વ્યાજબી ભાવમાં રહેશે તો તેમણે પણ કહ્યું કે તું પહેલાં તારું કાપડ બતાવ મેં એમને મારું કાપડ બતાવ્યું ત્યારે તેમણે પણ ખુશ થઈને કહ્યું કે અમારા બધાના માટે એક એક કાપડ મંગાવી આપજે તો મેં પણ એમને એમનું બધાનું કાપડ માપનું માપ લઈ મંગાવી દીધું અને તેમને પણ ઓર્ડર મળી ગયો ત્યારે તેઓ ખૂબ જ ખુશ થયા તેથી ઓનલાઇનનો મારો આ કાપડ માટેનો અનુભવ ખૂબ જ સારો એવો રહ્યો અને ઓવરઓલ સારી એવી શોપિંગ થઈ ગઈ અમારા બધા મિત્રો સાથે